ગુજરાતી ભાષાનો પ્રભાવ માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ દુનિયાના ઘણા બધા દેશોમાં પડ્યો છે અમેરિકામાં પણ ગુજરાતી ભાષાનો ખૂબ જ પ્રભાવ છે લંડનમાં પણ ગુજરાતી ભાષાનો ખૂબ જ પ્રભાવ છે ત્યાં બીજી ભાષા અંગ્રેજી પછી બોલાતી એ ગુજરાતી છે